આપણા વિસ્તારમાં નાનાં નાનાં છોકરાઓને ઉપાડી જવામાં આવે છે અને એમની પાસે બાળમજૂરી કરવામાં આવે છે બાળમજૂરી કરાવવામાં આવે છે ટ્રાફિક સિગ્નલ ઉપર બેસાડીને ભીખ માંગવામાં આવે છે તેમનો ખૂબ જ શોષણ થાય છે અને અંધશ્રદ્ધાની વાત કરીએ તો રસ્તા પર આપણે સોસાયટીમાં રહેતાં હોઈએ તો નકલી સાધુઓ બનીને ભીખ માંગવાનાં બહાને તમને પ્રસાદી આપે છે પ્રસાદી આપીને બેભાન કરી અને તમારા ઘરમાં જે બી પૈસા હોય કે સાધુ સંત હોય એ લોકો પૈસાની લૂંટ ઘરેણાની લૂંટફાટ કરે છે અને ભગવાનનો ફોટો સાથે રાખીને એવી રીતે પણ આપણા વિસ્તારમાં ફરતા હોય છે જે આપણે એમને પૈસા ન આપીએ તો માતાજીનાં નામ પર ગમે તેમ બોલે છે ને આપણને ઈમોશનલ કરીને એની વાતમાં વિશ્વાસમાં લઇ જ લે છે પછી પૈસા પડાવી લે છે